ભારત દેશમાં પડકારો તો ખૂબ ઘણા છે પણ જોવા જઈએ તો ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ ઘણા પડકારો જોવા મળે છે ગ્રામીણ વિસ્તારોમાં જોવા જઈએ તો થેર થેર ઘરે ઘરે એમ બેરોજગારી ને બધું ખૂબ જોવા મળે છે ભૂગોળની દૃષ્ટીએ જોઈએ તો ભારતમાં જળ પણ એટલું છે પણ એટલું જળ આમ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચતું નથી અને શહેરી વિસ્તાર સુધી પણ પહોંચે છે પણ જેટલું જોવાય એટલું પહોંચતું નથી બેરોજગારીને લઈને વાત કરીએ તો બેરોજગારી પણ ખૂબ વધી રહી છે ધીરે ધીરે